ગાવાની જો વાત કરીએ તો હું પોતે પણ એક ખૂબ જ સારો તો નહીં કહું પણ એક મધ્યમ ગાયક છું ગાવાનું શરૂ કરવાથી પહેલાં મારા વિચારમાં તમારે પોતાના શ્વાસોને પોતાના કંટ્રોલમાં લાવવો પડે જો તમે સરખી રીતે શ્વાસ છોડતા અને લેતા શીખી જાઓ તો તમારે એક કડીથી બીજી કડી સુધી જવા માટે ખૂબ જ વધારે મુશ્કેલી પડતી નથી આમ ખૂબ જ મોટા મોટા ગાયકો પોતાના શ્વાસને કંટ્રોલમાં લાવવા માટે ઘણી બધી એક્સસાઇઝ કરે છે યોગા કરે છે એ એ બધું પોતા આપણું ગાયનને સુધારવા માટે ઘણું ઉપયોગી થાય છે પછી જે ઘણા ઘણા ગાયકો કહે છે બધા જ કહે છે કે વારંવાર રિયાઝ કરો રિયાઝ કરતા રહો વારંવાર પોતાના ગાયનને સુધારવા માટે પ્રેક્ટિસ કરો તે ગાવા માટે સૌથી મુખ્ય આપણે કહીએ તો સૌથી મુખ્ય કડી છે જો તમે રિયાઝ નહીં કરો તો તમે સરખી રીતે ગાઈ શકશો નહી